ગુજરાતની વાત કરીએ તો ગુજરાત એક ધાર્મિક માન્યતાવાળાં લોકોનો પ્રદેશ છે ગુજરાત પ્રદેશમાં ઘણાં લોકોની પોત ધાર્મિક આસ્થાઓ સાથે જોડાયેલાં હોય છે પછી એ મુસ્લિમ કોમ્યુનિટી હોય હિન્દુ કોમ્યુનિટી હોય શીખ કોમ્યુનિટી હોય ક્રિશ્ચન કોમ્યુનિટી બધાં જ લોકો અહિંયા વસે છે હવે આ ધાર્મિક માન્યતામાં વર્ષોને વર્ષો અને દિવસો ને દિવસો આમાં વિકાસ થતો રહ્યો છે એમ કે આપણે સોમનાથ મંદિરની વાત કરીએ બાર જયોર્તિલિંગમાનું એક જયોર્તિલિંગ એટલે ગુજરાતનાં સોમનાથમાં આવેલું છે ઘણી વખત એ તૂટ્યું ભાંગ્યું ઘણી વખત એમનાં ઉપર આક્રમણો થયાં અને ફરી ને ફરી એનાં ઉપર વિકાસની પ્રક્રિયા ચાલુ જ રહી છે અને એનો જીર્ણોદ્ધાર કરી અને એક ખૂબ ટોચ સુધી પહોંચાડેલો છે અત્યારે ઘણાં લોકો પોતાની ધાર્મિક આસ્થાઓ સાથે સોમનાથ મંદિરનાં અનેક યાત્રીઓ વિદેશથી અને ભારતનાં અનેક અનેક પ્રદેશોથી આવતાં હોય છે અને દર્શન કરતાં હોય છે તો આ પર્યટકો માટે પણ ઘણી વિકાસશીલ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમ કે આપણે અહીં સોમનાથની જ વાત કરીએ તો સોમનાથમાં લાખોની સંખ્યામાં રોજબરોજ આ પર્યટકો અને ધાર્મિક વ્યક્તિઓ આવતાં હોય છે અને સોમનાથ મંદિરની મુલાકાત લેતાં હોય છે તો અહિંયા પર્યટકો માટે પણ ઘણી બધી વ્યવસ્થાનો વિકાસ કરવામાં આવે છે અને એ વ્યવસ્થાને લીધે નાના મજૂર વર્ગનાં લોકોને પણ રોજની રોજ પોતાની દાળી મળતી રહે છે અને આવી રીતનાં આપણે દ્વારકા મંદિરની વાત કરીએ તો દ્વારકા મંદિરમાં પણ આવી જ રીતનાં અનેક વિકાસો થયા છે અને એ વિકાસને કારણે પર્યટકોને તો સહેલાઈ થઈ જ છે સાથોસાથ જે મજૂરી કરતાં હોય એ લોકોને પણ સરળતા રહી છે અને એમનાં માટે એક આવકની નવો સોર્સ ઊભો થએલો છે આપણે જો ગિરનારની વાત કરીએ તો જુનાગઢમાં ગિરનાર એ ધાર્મિક આસ્થાનું મુખ્ય સ્થળ છે અહિંયા દરેક ધર્મમાં તે પોતપોતાની ધાર્મિક આસ્થાને આસ્થા સાથે સંકળાયેલું મંદિર છે જેમ કે હિન્દુઓ માટે માં અંબાનું મંદિર છે જ્યાં પહોંચવા માટે વિકાસની દ્રષ્ટિએ જોઈએ તો ત્યાં એક રોપવેની સુવિધા કરવામાં આવી છે જેથી પર્યટકોને ખૂબ જ આસાનીથી જે લોકો ચડી ન શકતાં હોય માટે પણ બહું ઉપયોગી છે અહિંયા આપણે જૈન દેરાસર આવેલ છે જૈન ધર્મનાં લોકોને આસ્થાનું પ્રતિક છે એ લોકો માટે પણ વિકાસ એટલો જ મહત્ત્વનો બની રહે છે જ્યારે હિન્દુઓની વાત કરીએ ત્યારે એમનાં રોપવેમાં જે આ રોપવેથી નજીક જ થાય છે અને આપણે અંબાજીની વાત કરીએ જૈન દેરાસરની વાત કરીએ અને બાજુમાં જ ગિરનારની એકઝેટ બાજુમાં ઉભેલા બીજો પર્વત એટલે કે દત્તાત્રેય ત્યાં પણ આપણે ગુરુદત્તનાં પગલાં છે જે અનેક ધર્મોની આસ્થાનું પ્રતિક બનતું રહે છે બાજુમાં દાંતા નામનો ડુંગર છે જે મુસ્લિમ તથા હિન્દુ કોમ્યુનિટી બેય માટે એટલો જ મહત્ત્વનો ભાગ ભજવે છે અને બેય ધર્મનાં લોકો ત્યાં રોજબરોજ જતાં હોય છે